દરેક પ્રદેશની ખાન પાનની વાનગીઓ પ્રદેશ પ્રમાણે બદલાય છે જેમકે અલગ અલગ દેશમાં અલગ અલગ વાનગીઓ પ્રખ્યાત હોય છે અને તેમનું નામ હોય છે જેમકે આપણે ગુજરાત તરફ જઈએ તો ત્યાં ઢોકળા થેપલા ખમણ એ વસ્તુઓ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં ના લોકોને તીખું ખાવાની પણ ખૂબ જ ઈચ્છા હોય છે તે લોકો મીઠાઈઓ પણ ખૂબ જ ખાય છે તેમણે મીઠી વસ્તુ પણ ખૂબ જ ખાવી હોય છે ત્યાંના લોકોને ખાંડવાળી વસ્તુ અને બેસનના લોટ વાળી વસ્તુ ચણાના લોટવાળી વસ્તુ ગોળને એ બધી વસ્તુ ખૂબ જ ખાતા હોય છે પછી પંજાબ તરફ આપણે જઈએ તો ત્યાં ના લોકો લચી છોલે ભટુરે એ વસ્તુઓ ખૂબ જ ખાતા હોય છે અને તેમણે એવા તેમાં દહીંના ઉપયોગ ખુબજ વધારે માત્રામાં કરે છે પછી કણકનો લોટનો ઉપયોગ ખૂબ જ વધારે માત્રામાં કરે છે મહરા મહારાષ્ટ્ર તરફ જાઈએ તો ત્યાં પૂરણપોળી વડાપાંવ મિસલ પાંવ એવી વસ્તુઓ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં ના લોકોને તીખું ખાવું બહુ જ પસંદ છે અને તે લોકો વધુ વપરાતા ઘટકો જેવા કે જુવારનો ઉપયોગ વધારે કરે છે બાજરાના લોટનો ઉપયોગ ખુબજ વધારે કરે છે ચણાના લોટનો પણ ખૂબ જ વધારે ઉપયોગ થાય છે દક્ષિણ ભારત તરફ આપણે જઈએ તો ત્યાં ઈડલી ઢોંસા સંભાળ એવી વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે ત્યાંના લોકો ચોખાનું લોટ અડદનો લોટ અડદની દાળ કોપરનું તેલ તેવી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં ના લોકોની ખાણીપીણીની પરંપરા અલગ અલગ હોય છે તેમના દરેક દેશમાં અલગ અલગ રીતે બધા ખાન પાન વધારે પડતું અલગ અલગ હોય છે જેમકે કોઈ રાજ્યમાં ઘણી વસ્તુઓ ખૂબ જ વધારે પ્રખ્યાત હોય છે તો કોઈ જેમાં તીખી વસ્તુઓ અને કોઈ રાજ્યમાં ખાટી ખાટી કા કોઈપણ વસ્તુઓ ખૂબ જ પ્રખ્યાત હોય છે અને તે લોકો તે અલગ અલગ જગ્યાએ જઈને તે અલગ અલગ વસ્તુઓ પણ ટ્રાય કરે છે અને તે બધાને કહે પણ છે કે કઈ વસ્તુ વધારે સારી છે ને કઈ નહીં